ગુજરાતમાં સ્વાસ્થ્ય સંભાળ માટે ઘણી બધી યોજનાઓ છે જેમાં છે ચિરંજીવી છે જેમાં લોકોને ફાઈનાન્સલી હેલ્પ કરી તેમની સંભાળ કરવામાં આવે છે પછી ઘણી બધી શાળાઓમાં વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે પછી હોસ્પિટલોમાં વેક્સિન આપવામાં આવે છે જેવી કે યલો ફીવર થઈ ગઈ કે તમારે બહાર ગામ જવું હોય તો તમને અહીંયાંથી જ વેક્સિન મળી રહે કોરન્ટિન જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે જેનાથી ડિસિસ વધારે ફેલાઈ ન શકે જે મચ્છરથી થતી બીમારીઓ છે જેમ કે ડેન્ગ્યુ જે જે મચ્છર ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે તેની માટે આપણે ઘણી બધી સંભાળ કરવા માટે ક કહ્યું છે કે પાણી ભરાવા ના દેવું સાફ રાખવું પછી મચ્છરદાનીનો ઉપયોગ કરવો